ઓકે તો શું તમારે શું ડિટેલ જોઈએ છે એમ

જો એમાં કાળજીમાં તો એવાં એવાં દરેક વોર્ડમાં હેલપર તરીકે ચોવીસ કલાક એક મેન ઉભો જ હોય એમાં જે જે તે વ્યક્તિનું જે તે જાનવરનું સારસભાંળ રાખતો હોય છે એટલે એમાં કોઈ ચિંતા જેવી વસ્તુ નથી જો તમે આવો તો અમે એમાં બધું તેમને બતાવીએ કે જો કેમ અમે આવું કરીએ ક કરીએ છીએ હેલ્થ ઇસ્યુ હોય તો એમાં ચોવીસ ટ્વેન્ટી ફોર અવર્સ એક મેન અવેલિબિટી હોય જ છે અહીંયા ડૉક્ટરની આખી પેનલ હોય છે વેટરનિટીની જે તેને હેલ્પ કરે છે અને ચોવીસ કલાકની ઇમરજન્સીમાં જે કાંઈ જાનવરોને તકલીફ હોય એને દૂર કરે છે બસ તમે આવો તો તમને ખબર પડે કે કેવી રીતે થાય છે જો તમે આના માટે સર્વે કરો છો આવો કંઈ એટલે ક્યાંથી ક્યાંથી તમે તો અમારે ગિફ્ટ આ બધું બતાવવું પડે જો તમે વિઝિટર તરીકે આવો તો અમારે આ બધું બતાવવું પડે કે કે એમાં આ બધું એપ્લિકેશનમાં અમારે કે આટલા આટલા આવ્યા હતા અમારા ભારત સરકાર તરીકે રૂબરૂ ઓકે ઓકે શું તમારા કોન્ટેક્ટ અને જે તમે ક્યાં આવવાના હોય ક્યારે આવવાના હોય એ અમને કહી દો એ પ્રમાણે અમે તૈયારી રાખીએ કેમકે અમારા ઘણા ખાસા વિઝિટરો આવતા હોય અહીંયા